હેલો હા હું બસ મજા હોં અરે આ આ વરસાદના લીધે તો બહુ બે દીવસનો હોલિડે થઈ ગયો કાલે અને આજે બે દિવસ તો તમારે સિલેબસ કેટલો બાકી છે અને અઠવાડિયા પછી તો સ્ટુડન્ટને એક્જામ છે પ્રેઝન્ટેશન લેવાનું બાકી છે તો હવે આપણે શું કરવું મને તો કાંઈ બહુ આઇડિયા નથી તમારી પાસે કાંઈ આઇડિયા એવું કરીએ કે આપણે એચઓડી પાસે જઈએ કે હવે આપણે એકસ્ટ્રા ક્લાસ કોલેજ પછી લઈએ અને એવું કરીએ હા ઓકે એવું આપણે હા એ કરી શકીએ કે બધા જ આપણે ટીચર્સ ને કાલે પહેલાં ડિસ્કસ કરી અને પછી કાલે તો રજા છે તો પરમ દિવસે આપણે પછી આપણે સરની ઓફિસમાં જઈશું અને કહીશું કે આવી રીતના અમને આવી રીતના છે પછી એમ હા મારે તો બે જ ભાઈ ચેપ્ટર બાકી છે તો એ આપણે હવે સરને કહીશું કે આવી રીતના આમ છે એવું છે સારું હા બીજા બધા કમ્પલીટ થઈ ગયાં બસ હવે બે ચેપ્ટર બાકી છે બસ એ કમ્પલીટ થઈ જાય એટલે પૂરું ઓકે ચાલો